અમારા ખાનપાનમાં વપરાતી હોય ખાનપાનનો ભાગ હોય તેવી ખાસ વાનગીઓમાં છે ગુજરાતી કાઠીયાવાડી ભોજન એમ એમાં સેવ ટામેટાનું શાક બાજરીના રોટલા ઊંધિયું પૂરી કઢી ખીચડી દાળ ભાત ખમણ ઢોકળા મુઠીયા ઘૂઘરા સમોસા પછી ખ ખાંડવી હાંડવો પાતરા વગેરે છે અને તેમાં વધારે પણ વધુ માત્રામાં મસા ઊંધિયું વગેરેમાં મસાલા ગરમ મસાલાનો વધારે વપરાશ થાય છે બાકી તો સ્વીટ એઝ યુઝઅલ અમે દરરોજની વાનગીઓમાં હોય છે